ગુજરાતી ભાષા તે આપણાં ગુજરાત શહેરમાં વસતા આપણે ગુજરાતનાં વતનીઓ છીએ આપણે બધાં જ ગુજરાતી બોલી બોલીએ છીએ જેમાં પ્રદેશિક્તા ભાષી પ્રાદેશિકતા જાતિગતતાને લીધે ભાષાના કેટલાક ભાગો પડે છે જેમાં ભાષાના વિવિધ પ્રકારો છે ભાષાને સમજવી ને ભાષા વિષે સમજવું બંને અલગ બાબત છે ભાષાને તો જાણ્યા વગર પણ જાણી શકાય છે પણ ભાષાને જાણવું હોય તેના માટે ભાષાના કેટલાક જે ઘટકો હોય તેને જાણવા ખુબજ જરૂરી છે એમાં આપણે ભારતમાં ભાષાગતતા જાતિગતતા અને વિવિધ બાબતોને જાણવા માટે ભાષાની પૂરતી સમજ મેળવી જરૂરી છે આપણાં ભારતીય કાવ્યસાહિત્ય મીમાંસામાં જે રીતે ભાષા વિષે વિહી વિશેષ્ય ગહન કરવામાં આવ્યું છે એમાં આપણે શબ્દ ભંડોળ વિકસિત કરેલું છે જેમાં રીતિ છંદ અલંકાર ધ્વનિ સંજ્ઞાઓ કર્તા કર્મણી ક્રિયાપદ વગેરે જેવા વિશેષણો અને જોવા મળે છે જેને કારણે ભાષાને સરળ અને સહજ રીતે સમજી શકાય છે આમ ભાષાને જાણવા માટે ભાષામાં ભાષા તે વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે બોલાતી હોય છે જેમકે આપણે ગુજરાત જ છે તેમાં વિવિધ ભાષાઓ જોવા મળે છે જેમાં ઉત્તર ગુજરાતની બોલી તળ ગુજરાતની બોલી અને કચ્છનો ભૂમિ ભાગ વગેરે જગ્યાએ અલગ અલગ પ્રાદેશિકતા અને અલગ અલગ ભાષાઓ જોવા મળે છે આમ બન્નેને સમજવા માટે અને તેમાં કેટલાક તફાવતો જોવા મળશે જેમાં દક્ષિણથી દક્ષિણનો જે ભાગ હોય બનાર બનાસકાંઠાથી દક્ષિણનો ભાગ તેને ઉત્તર ગુજરાતની બોલીઓ કહેવામાં આવે છે પછી મહીથી દક્ષિણના ભાગને મધ્ય ગુજરાત કહેવામાં આવે છે જેમાં પણ અલગ અલગ બોલીઓ જોવા મળે છે આમ જ્યારે છેલ્લે કચ્છનું જે રણ કચ્છનો રણપ્રદેશ છે તેમાં પણ જાતિગતતા અને પ્રાદેશિકતાને કારણે અલગ અલગ ભૂમીઓ જોવા મળે છે ભાષાઓ જોવા મળે છે જેને કારણે એમાં એવું છે કે જે ભાષા આપણે ગુજરાતમાં ચાલતી હતી એને એમાં નવા નવા આર્યો આવીને વસેલા છે આર્યોને આવવાને કારણે આપણે ગુજરાતમાં જ્યારે પૂર્વમાં આવેલા આર્યો વસેલા છે તેને કારણે કેટલી બધી જાતિગતતા ને કારણે તેમાં કેટલાક શબ્દો અસ્તિત્વમાં આવે છે જે સ શબ્દો અસ્તિત્વમાં આવ્યા છે અને પૌરાણીક હોવાને કારણે તેને ગુજરાતી ભાષામાં સ્થાન આપવામાં આવ્યું છે આમ ગુજરાતી ભાષાનો કેટલાક વિવિધો છે જેને કારણે અલગ અલગ ભાષામાં એક શબ્દનો અર્થ અલગ અલગ થતો હોય છે જેમકે પેસો તો એને હવે આપણે પૈસા પણ કહીએ છીએ ફદિયા પણ કહીએ છીએ આમ ભાષાનાં કેટલા બધા પ્રભાવક કારક શબ્દો હોય છે આમ ભાષાને કારણે ગુજરાતી ભાષાને કારણે લોકો સરળતાથી સમજી શકે છે વિચારી શકે છે અને વિશેષ ગહન પણ કરી શકે છે આમ જો કોઈ સામાન્ય અથવા ગામડાનાં માણસોને સમજાવવા હોય તો છે ભાષા ગુજરાતી ભાષાને કારણે જ સંભવિત બને છે આમ ગુજરાતી ભાષા તે આપણે સુંદર અને સુંદર અને સુવાચક એવી છે કે જેમાં મોટા ભાગનું શબ્દભંડોળ જે ભારતમાં ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ છે તે અન્ય ભાષાઓ કરતાં ઘણું વિપુલ પ્રમાણમાં જોવા મળે છે આ વિપુલ પ્રમાણમાં જોવા મળતા શબ્દ ભંડોળમાં કેટલાક બધા શબ્દો અસ્તિત્વ ધરાવે છે આમ એ શબ્દનાં કેટલા બધા બીજા અર્થો પણ થતાં હોય છે આવી રીતે ભાષા છે તે ગુજરાતી ભાષા તે ખૂબજ મહત્ત્વપૂર્ણ છે આ ભાષા માટે કેટલાક આ ભાષામાં કેટલાક સાહિત્યો કાવ્યો સંગીતો ઐતિહાસિક વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તે મોસ્ટ ઓફલી બધી ગુજરાતી ભાષામાં જ હોય છે આમ ગુજરાતી ભાષાને સમજવી તે ખુબજ સરળ અને સરસ છે આમ આપણે ગુજરાતનાં મોસ્ટ ઓફ બધાં જ રાજ્યોમાં શહેરોમાં ગુજરાતી ભાષા બોલાતી હોય છે અમુક વિસ્તારને બાદ કરતાં બાકી બધે જ ગુજરાતી ભાષા બોલાય છે અને સરળતાથી બોલાય બોલી શકાય છે આમ ગુજરાતી ભાષા તે ખુબજ વિકસિત છે આમ ગુજરાતી ભાષાના કેટલાક શબ્દો હોય છે જેના કેટલાક અર્થો થતાં હોય છે કવિતા હોય છે કાવ્યનાં ઉચ્ચારણો કરવા માટે સરળતાથી સમજાઈ શકાય એવા અલંકારો ઉપમાઓ છંદો વગેરે મૂકવામાં આવતા હોય છે આમ ગુજરાતી ભાષાના આ તો કંઈ જ ન કહી શકાય એવો માન્યઓ આપણે સંવાદ કરીએ છીએ આમ ગુજરાતી સાથે કેટલાક બીજી ભાષાઓને પણ જોડી શકાય છે અને એવી રીતે જોડવામાં આવે છે કે તેનો કોઈ અર્થ ભંગ થતો નથી અને બધુંજ સરળતાથી અને સરળ સરસ રીતે રહી શકે છે આમ ગુજરાતી ભાષા તે આપણા ગુજરાતમાં મહત્વપૂર્ણની બની રહે છે બાળકોને પણ આપણે ગુજરાતીમાં જ દાખલ ગુજરાતી મીડિયમ સ્કૂલમાં જ દાખલ કરવા જોઈએ આમ તે સરળતાથી શીખી શકે છે અને ગુજરાતી એકમાત્ર ભાષા એવી છે કે એને સમજીએ સમજ્યા પછી આપણે બીજી ભાષાઓને પણ સરળતાથી સમજી શકે છે આમ ગુજરાતી ભાષા તે ગુજરાતની મહત્વપૂર્ણ ભાષા બની રહે છે આમ ગુજરાતી ભાષા તે આપણી માતૃભાષા પણ કહી શકાય છે